મારા માતા પિતા બંને ગ્રેજ્યુએટ છે પરંતુ મારા દાદા ધોરણ સાત સુધી અને દાદી સંપૂર્ણપણે ક્યારેય શાળાએ ગયેલાં નથી તેઓની વાત સાંભળતા તેઓ એવી વાત કરે છે કે પહેલાંના સમયમાં શિક્ષણને મહત્ત્વ આપવામાં આવતું ન હતું એમાં ખાસ કરીને બાળકીઓનાં શિક્ષણને તો જરા પણ મહત્ત્વ આપવામાં આવતું ન હતું ત્યારની શાળાઓનાં બાંધકામો પણ ખૂબ જ નબળાં હતાં તેઓ હંમેશા બહાર મેદાનમાં બેસી અથવા કોઇ વૃક્ષ નીચે બેસી અને ભણતા હતા તેની પરિસ્થિતિમાં જોઇએ તો હાલ ખૂબ જ સારી પરિસ્થિતિઓ જોવા મળે છે વ્યવસ્થિત શાળાઓ યુનિફોર્મ વગેરે તમામની સુવિધા તમામ સુવિધાઓ આજ શાળાઓમાં જોવા મળે છે